જો વાત કરીએ દેશમાં મળતી તબીબી અને હૉસ્પિટલની જે સેવાઓ છે બરાબર તો એ આપણે કહેવાય ને કે જે કોઈ સિક્કો હોય બરાબરને એના જે બે બાજુ હોય બરાબર ને તો એ ક્યારેય સરખી ના હોય બરાબર તો એવી જ બાબત છે જેમ કે કોઈ વસ્તુ છે તો એની ખરાબ પણ બાબત હોય અને સારી ના પણ હોય કોઈ બાબત એવી હોય ને બરાબર તો જો હોસ્પિટલની વાત કરીએ તો હૉસ્પિટલમાં શું છે કે જે આપણે કહેવાય ને કે ગવર્મેન્ટની હૉસ્પિટલ છે બરોબર ત્યાં સારવાર તો ફ્રીમાં આપે છે ત્યાં સારવાર સરસ પણ થાય છે બરાબર અને એવી જ રીતે આપણે પ્રાઇવેટની વાત કરીએ તો પ્રાઇવેટમાં શું હોય છે પ્રા પ્રાઈવેટમાં એ લોકો શું કરે છે કે પૈસા માટે ગમે એવું બિલ બનાવી દે છે બરાબર ને આ હમણાં જો આપણે વાત કરીએ કોવિડ બરાબર મહામારી હતી ત્યારે સરકાર તરફથી તો બધી સહાય પૂરી પાડવામાં આવતી હતી બરાબર તો અમુક હૉસ્પિટલો એવી હતી ત્યાં કે તે લોકો શું કરે તેમને માણસોની તો પડી જ ન હતી ઈસ્સ એવાય કેટલાક લોકો ડૉક્ટરો ડૉક્ટરો છે જેમણે કોરોના મહામારીમાં પોતાના ઘર ભર્યાં આપની સાથે બરોબર તો એમાં શું હતું કે એ લોકો શું કરે જે પેશન્ટ છે એને ઍડમિટ કરે અને એનું કોવિડ પૂરું થઇ ગયું એને કોવિડમાંથી પૂરું રિકવર થઇ ગયું હોય તો પણ આઠથી દસ દિવસ એને ત્યાં રોકતા હતા બરાબર એ સિચ્યુએશન કોવિડમાં બહુ જ ખરાબ હતી શું કામ રોકતા હતા કારણ કે એમને પૈસા જોઈએ બરાબરને પર નાઇટના એ ચાર્જ કરે પછી એના ઉપર જે ડૉક્ટર ચૅકઅપ કરે એના અલગથી ચાર્જ કરે તો આઠથી દસ દિવસના એ લોકો લાખોમાં પૈસા લેતા હતા તો એ કોવિડમાં જયારે મહામારી હતી ત્યારે ઘણાં ડૉક્ટરો માટે શું હતું કે એ ધંધાનું કહેવાય ને કે ધંધાની સીઝન હતી તો એવી જ રીતે સરકારી હૉસ્પિટલો હતી ત્યાં કેવાં કૌભાંડો થતાં હતાં પણ અમુક જે હૉસ્પિટલો હતી એ સારી હતી જે આપણે મોટી મોટી હૉસ્પિટલો છે એમ્સ છે બરાબર તો ત્યાં એવું સારું એવું કાર્ય કરવામાં આવતું હતું બરાબર ને અમારા વિસ્તારમાં વાત કરીએ તો કોરોનાથી એટલાં ઇફેક્ટ નથી આવ્યો અમારે કારણ કે અમે અમારે અહીંયા સ્થાનમાં પહેલાંથી જ લૉકડાઉન લાગી ગયું હતું બધા લોકો બરાબર એને ફૉલો કરતાં હતાં ઓકે